સરકારી દવાખાના મફત હોય ત્યારે લોકો ખાનગી દવાખાનામાં સારવાર માટે એટલા માટે જાય છે કેમ કે સરકારી સરકારી દવાખાના કરતાં એમને પ્રત્યુત્તર છે એ ખાનગી ક્ષેત્રે વધારે મળે છે આ ઉપરાંત સરકારી દવાખાનામાં તે બધા ઉપર ધ્યાન નથી આપી શકતા જે ખાનગી ક્ષેત્રમાં કરે છે આ ઉપરાંત સરકારી દવાખાના હોય ત્યાં જે સુવિધા હોય છે તે થોડીક ઓછા પ્રમાણમાં આપવામાં આવે છે જ્યારે ખાનગી હોસ્પિટલ હોય છે એમાં વધારે સુવિધા આપવામાં આવે છે આ ઉપરાંત જે સમય હોય છે તે સરકારી દવાખાનામાં વધારે લેવામાં આવે છે જેમકે ખાનગીમાં પણ એટલો જ લેવામાં આવે છે પણ ખાનગી ક્ષેત્ર જે દવાખાનું છે ત્યાં આપનને ચોક્સાઈ પૂર્વક જવાબ આપે છે જ્યારે સરકારી દવાખાના હોય ત્યાં એટલું બધું આપવામાં આવતું નથી